હલો અજયભાઈ હમ અમે એક નવો સિલિન્ડર નોંધાવાનું વિચારી રહ્યા છે કેટલા દિવસથી વિચારી રહ્યા છે કે તમારી કંપની અમને સારી લાગી તમારી પોલિસી પણ સારી છે બધી તો આમાં ક્યાં ક્યાં ડોકયુમેન્ટ્સ લાગશે આપણે પાન કાર્ડ ઓકે આધાર કાર્ડ ઠીક છે ઓકે બેંક ડિટેલ મોબાઈલ નંબર ઠીક છે તો કેટલા દિવસ સુધી પહોંચી જશે સર્વિસ ફાસ્ટ છે ને તમારી કેટલા ટાઈમમાં પહોંચી જશે ઓકે આઠ દિવસ આ તો ઘણું લાબું થઈ જશે યાર પાંચ દિવસમાં જો પહોંચાડતા હો તો સારું છે કેમ કે અમારે પૂરો થવાનો છે તો અમે લઈ લઈએ સારી લાગી તમારી પોલિસી ઠીક છે ઓકે હા તો આમ કોઈ પ્રોબ્લેમ તો નહીં નથી આવતી ને ગેસ સિલિન્ડરમાં ઓકે ઠીક છે ઠીક છે તો નોંધાવી લો અમારું પાંચ દિવસમાં આવી જાઉં જોઈએ ઠીક છે